ગુજરાતી ભાષાની સ્થાનિક બોલીમાં હું અત્યારે વલસાડ આવ્યો છું તો વલસાડની સ્થાનિક ભાષામાં જ શીખ્યો છું અને એ લોકો સાથે સ્થાનિક ભાષામાં જ વાતચીત કરું છું અને ગુજરાતી ભાષાની બોલિયો વિષે બાર ગાંવે બોલી બદલાય એ કહેવત પ્રમાણે દરેક બાર ગાંવ જઈએ ત્યારે એક બા અલગ અલગ બોલી બોલાય છે અને એ શીખવાની હું કોશિશ કરી રહ્યો છું અને જે બને ત્યાં સુધી ત્યાંની લેન્ગવેન્જ પ્રમાણે ભાષા પ્રમાણે હું બોલવાની કોશિશ કરું છું એ લોકો સાથે વાતચીત કરવાની તો એ લોકોને પણ મજા આવે અને મને પણ નવી ભાષા શીખવાની મળે તો એ પ્રમાણે એ પ્રમાણેની કોશિશ કરવા હું પ્રયત્ન કરું છું